લેખન પ્રવૃતિનો શોખ મારા માટે મારા માટે નાનપણથી જ ખૂબ જ સારો રહ્યો છે એક મારી લાઈફની સ્ટોરી કહેવા માંગુ છું જેમાં ફર્સ્ટલી મને બહુ જ થોટ્સ આવતાં મારું મગજ ખૂબ જ અન્ય મને કેટલાય પ્રશ્નો થતાં જેના સોલ્યુશન મને ન મળતા બટ મને એક એવો ઝરિયો મળ્યો કે જેનાથી હું મારા ક્વેશ્ચનના આન્સર ખુદ ગોતી શકું છું આપણા માટે કેટલા પણ ક્વેશ્ચન આપણને આજુબાજુમાં થતાં હોય છે પણ એના આન્સર છેને આપણી પાસે જ હોય છે પણ ખબરે આપણને ખબર જ નથી પડતી આપણી પાસે જેટલા ક્વેશ્ચન નથી હોતા એટલા ક્વેશ્ચનના તો આપણી પાસે આન્સર હોય છે બટ એના માટે શું જોઈએ સે શાંત મગજ જોઈએ છે આપણામાં અંદર એટલો આપણો વ્યક્તિત્વ આપણે એવું બનાવું પડે છે અને જ્યારથી અમારે ધોરણ આઠમાં છેને હિન્દીમાં એક ચેપ્ટર આવતો કે ડાયરી લેખન એમાંથી મને આમ ઇન્સ્પાયર થયો કે નહીં મારે છેને ડાયરી લખવી જોઈએ મારે કાંઇક એવું લખવું જોઈએ કે જેના મને જે વિચારો આવે છે એ મારે ક્યાંક તો લખવા જોઈએ મારા વિચારો એમનેમ કંઈ વેસ્ટ તો નથી કાંઇક તો છે આ પોઈન્ટ આમાં ત્યારથી મે લખવાનું સ્ટાર્ટ કર્યું અને એઝ અ સ્ટુડન્ટ હોબીસ અને આપણું ભણવાનું એકજેસ કરવું એ થોડુંક હાર્ડ હોય છે બટ તોય હું મારા આખા દિવસમાં હું મિનિમમ વન અવર તો આપું છું કે હું મારા થોટસ છે કે કંઇ પણ છે એને હું લખું છું અને દિવસમાં કોઈ તો એવી કલાકો કાઢું છું અને બનેને તો હું રાતનું કે પછી વેલી સવારનો સમય રાખું છું કારણ કે વહેલી સવારે ફ્રેશ હોય અને જ્યારે આખી દુનિયા શાંત હોય છે ને ત્યારે આપણું મગજ એક અલગ જ લેવલે એક્ટિવ હોય છે અને કહેવાય છે ને કે સવારે ચાર વાગે આપણું મગજ એકદમ વધારે પડતું જ એકદમ એક્ટિવ હોય છે અને ત્યારે ખૂબ જ સારા થોંટસ આવે છે અને ખૂબ જ અલગ જાતના ક્વેશ્ચન્સ પણ થાય છે અને અલગ જ એના આન્સર પણ હોય છે આપણે કોઈ બીજાની જરૂર જ નથી કે ભઇ મારી આ પ્રોબ્લ્મ છે ને મને આનું આ સોલ્યુસન જોઈએ છે આપણી પાસે આપણું ખુદનું આન્સર છે જ આપણી પ્રોબ્લ્મ જો આપણે જ તો આપણી પાસે એનું સોલ્યુસન છેજ સો તમે લોકો એને ખુદ જ ક્વેશ્ચન લખો ખુદ જ તમે તમારા ખુદના કેરેક્ટરને એઝ અ સ્ટોરી બુક અને જુઓ તમને કેટલાય સોલ્યુસન્સ મળશે લાઇક તમે સિરિયલ જુઓ છો અને પેલી કોઈપણ હિરોઈન છે એ મુસીબતમાં પડી જશો તમે કેટલાયને બેઠાં બેઠાં સોલ્યુસન આપો છો કે ભાઈ આમ નહીં તારે આમ કરવું જોઈએ તોતો તો ભાઈ તમે એને એવી રીતના આપો છો કેમ કારણ કે તમે એઝ અ ડાયરેક્ટર થઈ ગયાં છો અને એના તો તમે કઈ શકો છો કે ભઇ આ કરો આ કરો એમ તમે તમારી પ્રોબ પ્રોબ્લેમ્સ મૂકો એક પેજમાં અને શોધો સોલ્યુસન કેટલું મળશે તો લખવાથી છે ને એક આ બહુ સારી વસ્તુ છે કે તમને ખૂબ સારું છે અને અનુકૂળ જગ્યા મારા માટે હું ખુલા આસમાનની નીચે કે કોઈ નેચરના કોન્ટેકમાં લાઇક દરિયા કિનારે કે બટ મને સૌથી વધારે માઉટેન્સ ગમે છે આજુબાજુ બર્ડ્સ હોય ખૂલી હવા હોય કે કોઈ પણ હું નેચરની નજીક રઈને અને ખાસ રાતના સમયમાં કે વહેલી સવારના સમય જ્યારે બધા શાંત હોય છે આખી દુનિયા શાંત હોય છે ત્યારે મારા વિચારો અને મારી કાલ્પનિક દુનિયા અને કાલ્પનિક દુનિયા કરતાં આ રિયાલિટીમાં કેટલું સમસ્યા છે શું છે એનું નિવારણ હું ઘણી મારા થોટસથી હું એને લખું છું